હાલો મારું નામ નિર્મલ પ્રકાશગિરિ ગોસ્વામી છે મેં હજુ હમણાં જ મારું એડ્રસ સ્થાનાંતરિત કરેલું છે જેથી હમણાં મારે ગેસ બુકિંગ કરવાનું હતું અને એની અંદર મારું એડ્રેસ અપડેટ કરાવવાનું હતું જેથી મને ત જલ્દી મારો ગેસના બોટલની ડિલિવરી મળી શકે અને મારા ઘરે હું ઈઝીલી કામ કરી શકું તો ક્રીપ્યા મારું આ નવું એડ્રેસ તમે અપડેટ કરશો અને મારો ગેસ બુકિંગ નંબર સેવન જીરો સિક્સ ફાઇવ ડબલ જીરો પર મારું જે એડ્રેસ છે ઈ ત્રણસો ત્રણ ટાવર એ ફ્લોર નંબર ત્રણ અને ફ્લેટ નંબર ત્રણસો ત્રણ ક્રિષ્ના રેસિડન્સી ઓપોઝિટ સિદ્ધનાથ મહાદેવ મંદિર લક્ષ્મીપુરા ગામ નિયર કાસ્પર પ્લાઝા ન્યુ ગોત્રી રોડ વડોદરા પિન કોડ છે થ્રી નાઈન ડબલ જીરો વન સિક્સ આ એડ્રેસ તમે અપડેટ કરશો અને આના માટે મારું જે સિલિન્ડર છે મારા આ એડ્રેસ ઉપર ડિલેવરી થાય એ રીતના તમે પ્રક્રિયા કરશો આના માટે જે જરૂરી દસ્તાવેજો છે જેમકે મારું પાન કાર્ડ મારું આધારકાર્ડ મારી કેશ બુક બુકિંગની કોપી અને નવા એડ્રેસના પુરાવા તરીકે એનું જે લીઝ એન્ડ લાઈસન્સ એગ્રીમેન્ટ જે કોપી સાથે અટેસ્ટેડ ઓરિજનલની કોપી અને ઝેરોક્ષ વિથ ટ્રુ કોપી સાથે હું તમને સબમિટ કરાઇ રહ્યો છું તો કૃપા કરીને તમે આ એડ્રેસ અપડેટ કરો અને એ મારા એડ્રેસ ઉપર તમે બને એટલું જલ્દી મને ગેસ ટ્રાન્સફર કરીને આપો જેથી કે મારે નવું બુકિંગ કરવાનું થાય તો મારે કોઈ તકલીફ ના થાય એમાં મારો મોબાઈલ નંબર સેવન ટુ એટ ફાઈ જીરો સેવન એટ ડબલ ફોર થ્રી છે અને આ મારો ગેસનું જે કનેક્શન છે એ ઓછામાં ઓછું આઠ વરસ ઉપર થઈ ગ્યા છે મને અત્યાર સુધી કોઈ જાતની એવી તકલીફ થઈ નથી સર્વિસ રિલેટેડ કે એ રીતના બટ આ ફર્સ્ટ ટાઈમ મારે જરૂર પડી રહી છે અત્યારે એડ્રેસ ચેન્જ કરવા માટેની તો એટલા માટે હું આજે રિકવેસ્ટ તમને આપી રહ્યો છું તો બને એટલું તમે પોસિબલ હોય એટલું જલ્દી મને અપડેટ કરી આપો જેથી મારે ઘરે ડિસ્ટરબન્સ પણ ના થાય અને મારે હજુ બેક દિવસમાં પાછું આઉટ સ્ટેશને ટ્રાવેલિંગ પણ છે જેથી મારે ટ્રાવેલિંગ કરવાનું બી હતું અને ઘરે પણ બધાને એ રીતના સેટઅપ કરીને આપવાનું હતું કે જેથી ઘરવાળાને મારા એબસન્સની અંદર ગેસ રિલેટેડ કે બીજી કોઈપણ એવી રેગ્યુલર જે જરૂરિયાત છે એ પૂરતી કરી શકું અને ઘરનું પણ ફ્લો એકદમ કંપલીટ જળવાઈ રહે જેથી આ તમને હું રિકવેસ્ટ આપવા માટે આવી રહ્યો છુ તો તમે આ મારી જે આખી ગેસ ટ્રાન્સફરિંગ અને અપડેટની જે પ્રોસેસ છે એ તમે કંપલીટ કરી દો